હલો હા મેડમ

ઓકે ઓકે તમારે પર્ટીકયુલર કયા આઉટફિટમાં હા યસ ઓકે ઓકે અને તમારે કયા ફોમમાં જવું છે ને તમારે ડાયમંડમાં જોઈએ છે બીજમાં જોઈએ છે પ્લસમાં જોઈએ છે પછી તમારી કોઈ રિકવાયમેન્ટ ઓકે ડાયમંડમાં તમારો આઉટફિટનો કલર મેડમ કયા ટાઈપનો છે ઓકે ઓકે તો લાઈક તમે તો ડાયમંડવાળું તમારું જે પ્લજમાં એ તમે સાઇનિંગવાળું જે તમને સૂટ થઈ શકે મન હા યસ યસ ઓકે મેમ તમારી બજેટની કોઈ સ્પેફીક રેન્જ તમારે ત્યાં ત્યાં સુધી જોઈએ છે કે એવું કાંઈ ખરું ઓકે ફાઇવ થાઉજન અંડરમાં રાઇટ નેકલેસ અને ઈરીંગ્સ બંને રાઇટ ઓકે તો થોડુંક આપણે જો એકચેન્જ બજેટ એકચેન્જ કરી શકો હો લાઈક અપ ટુ ડેટ નાઇન થાઉજન તો અમારું જે એક્સક્લુઝીવ જે પ્રીમિયમ કલેક્શન છે એ તમારું જે રિકવાયમેન્ટ છે એના એકોડિંગ બેસ્ટ સુટેબલ બેસ્ટ ફિટ ઓપ્શન જશે લાઇક તમે ઇફ કરો બજેટ તમારું એક્સ્ચેન્જ કરી શકતા હોય તો લાઇક યસ યસ લાઇક ધેટ સ્ટાર્ટિંગ ફોર્મ એટ એટ થાઉજન જઈ શકીએ આપણે તમારે તમારે એક્જેટલી યસ તમારે એકજેટલી તમારે કયા ડુરેસનમાં જોઈએ છે લાઇક અત્યારે રનિંગ સપ્ટેમ્બર છે તમારે ક્યારે જોઈએ છે ઓકે અને આ સિવાય બીજી કોઈ મેડમ આપની રિકવાયમેન્ટ ઓકે ઓકે મેમ તો એવું કરો પોસિબલ હોય તો એકાદી વાર ડાયરેક સોપ પર આવી જાવ તમે સ્ટોર પર વિજિટ કરો આજ કાલ ઘણું નવું કલેક્શન છે એક્ચ્યુઅલ સિઝન પણ આવે છે તો તમને બેટર ઓપ્શન મળી શકે યસ ઓકે યસ યસ યસ પ્લીસ પ્લીસ મેડમ પ્લીસ વેલકમ યસ મેં અપ ટુ નાઈન અપ ટુ નાઇન ચાલુ હોય છે રાતના નવા સુધી હોઈએ છીએ યસ યસ ઓકે ઓકે નો ઈશ્યુ મેમ યસ ઓકે મેમ ઓકે થેન્કયૂ